હેલો અ તમે નર્મદ લાઈબ્રેરીથી વાત કરો છો અચ્છા મારું નામ છે ને નીતા અરોરા છે અને મને છેને હમણાં નવી બુક્સ રીડ કરવાનું શોખ ચડ્યું છે તો મને થોડી બુક્સ માટે નોલેજ જોઈતી હતી તમારી પાસે બધી ટાઈપની બધી બધી આપણે ટાઈપ્સની બુક હોય છે અચ્છા હમ્મ અચ્છા અચ્છા હં હં અચ્છા અચ્છા અચ્છા અચ્છા હમ્મ હમ્મ અચ્છા અચ્છા અને મને વાર્ષિક ફીસ નહીં ભરવી હોય અને મને અઠવાડિયા માટે જોઈતું હોય તો હમ્મ હમ્મ હમ્મ અચ્છા અચ્છા અચ્છા અચ્છા અને મને છે ને મેઈન કુકીંગમાં બહુ ઈન્ટ્રેસ્ટ છે તો કુકીંગ કુકીંગ માટે છે લગતી બુક છે અચ્છા અને ભગવદ્ ગીતા અને વેદ ઋગ્વેદ એ બધી પણ તમારી પાસે બુક મળશે અચ્છા અચ્છા અચ્છા અચ્છા અચ્છા અને હવે મને મારી ડિટેઈલ્સ ભરવી હોય તો એટલે તમને શું શું રિક્વાયરમેન્ટ એટલે તમને શું શું જોઈએ મારી વિગતો કે હું આઅ અચ્છા અચ્છા બે ફોટા અને આધારકાર્ડ હં હં અચ્છા અચ્છા ઠીક છે ઠીક છે